હું ગઈ કાલે બે તારીખના તમારે ત્યાં આવી હતી મારું પાનકાર્ડમાં મેં બધી માહિતી આપી હતી એકદમ સાચી આપી હતી પણ અત્યારે હું જોઉં છું તો તો આમાં બહુ બધી ભૂલો દેખાય છે આમાં મારી ભૂલ તો હતી નહીં ભૂલ તમારી હતી તો હવે તમે કહો કે મારે શું કરવાનું છે તમને ખબર છે પાન કાર્ડ ક્યાં બધે વપરાય છે આપણા જીવનમાં તો હવે તમારા ઉપર છે કે તમે કઈ રીતે આને સુધારો છો મારે મારે શું કરવાનું એ તમે પહેલા કહો એટલે તમે એવું કહો છો તમારી ભૂલ ન હતી મારા પપ્પાનું નામ મે ખોટું લખ્યું એવું તમે કહો છો ના મેં સાચો જ નામ ને સ્પેલિંગ બધુ લખ્યું તું તમારી ભૂલ પડી હશે ના એવું નહીં ચાલે હું વધારે હું વધારે વાર નહીં લઉં તમારી તમે ખાલી હમણાં આ મારું એક કામ પતાવી આપો તાત્કાલિક મારે જરૂર છે મારે બે દિવસમાં બહાર ગામ જવાનું છે અને મારે પાનકાર્ડની જરૂર છે મારા પપ્પાનો સ્પેલિંગ મિસ્ટેક તમારા દ્વારા થઈ છે તો તમારે તો કરવું જ પડેને સરખું આવું ના ચાલે હા તમે કહો મારે મારે શું કરવાનું હું તમારે ત્યાં આવું પાછી આવું ફરીથી બધું માહિતી આપું ના મારે મારે કાલે ચાર વાગે નહીં ફાવે હા હુ પાંચ વાગે આવી જઈશ

તો મેં તમારા પર વિશ્વાસ મૂકીને આ બધું કર્યું છે તમે સો ટકા તમારું આપો છો હા હા વાંધો નહીં ચલો